નકારાત્મક વસ્તુમાં જણાવું તો અમે એક વખત ઈસ્ત્રી લીધી હતી તો તે આ લગભગ મારા વિચારથી તે ચાઇનાની બનાવટ હતી ઍસૅમ્બલિંગ નામ પણ ઓમેગા એચ એવું કૈંક નામ હતું તેમાં પણ લગભગ અમારે છેતરાવા જેવું જ થયું હતું જે ઈસ્ત્રીની પ્રોડક્ટ હતી તે એક વર્ષ માંડ તેનો ઉપયોગ અમે કર્યો હતો અને બહુ જ ગરમ થવા માંડી હતી અને ક્યારેક તો તેમાં ભડાકા થા પણ થયા હોય એવું લાગતું હતું અને તેને રીપૅરિંગમાં આપી તો બી બહુ મોટો ખર્ચો તેમાં કીધો હતો તો એ વસ્તુ પણ આપણે જોવા જોઈએ તો કઈ અમુક જે બનાવટી વસ્તુઓ જે ઍસૅમ્બલિંગ હોય તો તેમાં પણ ખોટા રૂપિયા બગાડવા ન જોઈએ તો એમાં પણ બહુ ખરાબ અનુભવ અમારો રહ્યો હતો અને ત્યાર બાદ જોયું કુ કે જે બી વસ્તુ ઈલૅક્ટ્રોનિક સંશાધનો ઘરમાં વસાવીએ તો તે યોગ્ય સારાં અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી નામાંકિત કંપનીઓનાં હોવા જોઈએ જેથી કરીને આપણે વર્ષો વર્ષ સુધી તેમાં કશું જોવું ના પડે અને જો બીજી કોઈ અન્ય બનાવટોમાં આપણે પ્રોડક્ટ ખરીદીએ તો તે બહુ લાંબાગાળા સમય સુધી ચાલતી નથી અને ટકાઉ પણ નથી હોતી અને જોવા જઈએ એક વાત આપણને કિંમતની દૃષ્ટિએ ઓછી લાગે પણ તેની સામે એની સામે તે વસ્તુના ખર્ચા પણ ઘણા હોય છે તો જે વસ્તુ લો તે યોગ્ય નામાંકિત વસ્તુ લેવી જેથી કરી તેમાં ખૂબ ખર્ચો ન આવે